આપણા ગુજરાતમાં ભારતીય સમાજમાં જે પણ કલાઓ છે તેનો બહુ જ મોટો યોગદાન છે એમાં કલાઓમાં પણ એટલી બધી વસ્તુઓ છે કે જેવી રીતે નૃત્ય છે અને નાટક છે અને કોઈ પણ ચિત્ર બનાવવાની વસ્તુઓ છે કે એ દિવાલ પર હોઈ શકે કે કે તમારી પેઇન્ટિંગ કેનવાસ છે એની પર હોય શકે તે બધી વસ્તુઓ મલાવો તો પણ કલાને સમજાવું તે ઓછું છે કલાથી એટલી બધી નવી નવી વસ્તુઓ તમે જાણી શકો છો કે કેવી રીતે કોઈ વસ્તુ તમને તમારી નજરથી દેખાય છે અને બીજાને કોઈ વસ્તુ કેવી રીતે દેખાય છે તો તમારું અલગ અલગ જોવાની રીત પણ તમે નવી જાણી શકો છો અને આ બધી વસ્તુઓથી એટલું બધું તમારું મગજ પણ ખૂલી શકે તે ખાલી તમે કોઈ કોઈએ કાંઈ કીધું અને એ વસ્તુ કરી દીધી એની કરતાં તમે એનું કંઈક મોલ શોધો છો કે મને આ વસ્તુ બનાવવા કીધી છે તો હું આને આવી રીતે પણ કરી શકું એનાથી બીજા લોકો જે વિચારે છે તેને પણ તમે એની ઉપર બી યોગદાન આપી શકો અને આ વસ્તુ કરવાથી આમાં જેવી રીતે કપડા બનાવવાનું છે કે સાડી બને છે તો એમાં પહેરવાવાળા જે સ્ત્રીઓ છે અને જે બનાવાવાળી સ્ત્રીઓ છે તે બંને માટે બહુ ફાયદા છે કે પહેરવા માટે તે જઈને બતાવી શકે કે આટલું સરસ તૈયાર થઈ શકે અને જે બનાવે છે તો તેની માટે એમને એમ્પલોયમેન્ટ મળે છે કે એમને એમનું ઘર પોતે ચલાવી શકે પોતાના પગ પર ઊભા થઈ શકે અને જે નૃત્ય છે તેમાં એટલી બધી ફોર્મ્સ છે કે કથક છે અને ભરતનાટ્યમ છે તે આપણા ભારતીય ભારતીય ફોક ડાન્સ જે છે તેમાં બઉ બધા આર્ટ ફોમ અલગ અલગ છે અને જે નાના હતા ત્યારથી આ વસ્તુ કરી રહ્યા છે નૃત્ય તો એ લોકોનું હજી પણ તમે જોવ કે એ પર્ફોમ કરી શકે કેટલું ગ્રેસથી પફોર્મ કરી શકે અને એ લોકોમાં કેટલી આવડત છે એ વસ્તુ કરવાની અને એ અત્યારે પણ અને આ વસ્તુ કરતાં કરતાં એ લોકોને જે પૈસા મળે છે એનાથી એ લોકોનું એ લોકોનું ઘર ચલાવી શકે છે તો કોઈક બીજા કોઈ પર એ લોકોને ડીપેન્ડ નથી થવું પડતું તો એ સ્ત્રીઓ માટે આ વસ્તુ ખાસી મોટી છે કે ધીમે ધીમે જ્યારે પહેલાં નઈ ખબર હતું એ લોકોને કામ નઈ મળતું તો આ વસ્તુઓથી એ લોકોને કામ પણ મળી શકે છે આવી રીતે નૃત્યથી કે કપડાં બનાવાથી કે પછી કોઈ વસ્તુને દોરવાથી બઉ જ યોગદાન આખા જ ભારત પર પડી રહ્યું છે